મેં યુએફો જોયા નથી પણ મેં યુએફો ટીવીમાં જોયા છે અને પરગ્રહવાસીઓ વિશે મારું એવું માનવું છે કે બહાર પણ બીજા ગ્રહો હોય છે અને તેમાં પણ જીવન હોય છે તો ત્યાં જીવન શક્ય છે